હલો બસ પરવારી હમણાં જ સારું સારું આ અઠવાડિયે એમ તો ઘણાં બધા કામ બાકી છે જે પૂરાં કરવાનાં છે સારું સારું તમારો ઓફિસ ટાઈમ સિવાયનો જે ટામ ફ્રી હોય એ વખતે આપણે ઘરનું કરિયાણું લાવવાનું છે એ તમે આવો પછી આપણે જમીને લેવા જઈશું મોટાભાગની વસ્તુ તો ડીમાર્ટમાં મળી જ જાય છે એટલે ત્યાંથી લેતાં તો વાર નહીં લાગે પણ કેટલીક વસ્તુ ગંજ બજારમાંથી પણ લઈ આવીશું સારું સારું ત્યારે હા લાવવાનું છે ને હવે સ્કૂલો ચાલું થાય એટલે યુનિફોર્મ જોઇશે નવો સીવડાવવો ના બજારમાં આંટો મારી આવીશું યુનિફોર્મની દુકાનમાં કાપડ જોઈ આવીશું ભાવ જોઈ આવીશું જ્યાં સસ્તું પડતું હશે ને સારું કાપડ હશે તો પછી તૈયાર જ લઈ લઈશું અચ્છા સારું સારું તેના સ્કૂલની ફી એ ભરવાની છે અને ટયૂસન હવે નવું બંધાવવાનું છે તો કઈ જગ્યાએ સારું ટયૂસન ચાલે છે તેની પણ તપાસ કરવી પડસે આપણે હવે તો સારું તમારે હા લાવવાનું છે ને તમારે અનુકૂળતા હોય સારું સારું જય શ્રી કૃષ્ણ